મારું રોજગાર વીજળી પર આધારિત નથી અ પરંતુ વીજળી જીવનનું બહુ અ મૂલ્ય હવે તો ગણી શકાય કે જીવનશૈલીમાં ખૂબ અગત્યનું પાર્ટ છે ભાગ છે અને અત્યારે ભારતમાં બહુ બધા લોકો ઇન્વર્ટર વાપરતા નથી કેટલાક લોકોને તો ઇન્વર્ટર શું છે એ પણ ખ્યાલ નથી તો અત્યારે ભારતમાં સૌથી વધારે છે સોલાર અને ગુજરાતમાં બી અત્યારે નાનાં નાનાં જે ગલ્લાવાળા છે જે શાકભાજીવાળા છે એ બી સોલારથી અ બૅટરી ચાર્જ કરેલી લાઈટો છે કે એ બધું છે એ વાપરે છે તો અત્યારે સૌથી વધારે અ સોલાર સિસ્ટમ છે એ સારી ફાયદાકારક બને છે અને એનાથી જ કામ કરી શકાય છે તો વીજળી જો કાપ મૂકવામાં આવે છે તો સોલારથી જે વીજળી ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ બહુ સારો થઈ શકે છે અને અલગ અલગ વીજળી અ ઉત્પન્ન કરવા માટે જેમ કે પાણીથી ઉપયોગ કરવામાં આવે છે હવાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે પવનચક્કીથી ઉત્પન્ન કરવામાં આવે છે એવી રીતે અલગ અલગ વિકલ્પો દ્વારા જો વીજળી ઉત્પન્ન કરવામાં આવે તો જે વીજળીનો વપરાશ છે એની સામે એટલી વીજળી પૂરતી બી પડી શકે છે અને બધા એનો લાભ લઇ શકે છે તો અ અત્યારે કોઇપણ સાધન ચલાવવા માટે વીજળી ખૂબ જરૂરી છે જે મોબાઈલ છે ઇન્ટરનેટ છે કે લૅપટોપ છે જે અત્યારે ખૂબ જ જીવન જરૂરિયાત વસ્તુ અને દરેક ધંધા રોજગારમાં ખૂબ જ જરૂરી બન્યું છે તો એ વસ્તુઓનો ઉપયોગ માટે વીજળી વગર કોઈ જ વિકલ્પ નથી અને એની માટે વીજળી આવી રીતે અલગ અલગ પ્રકારે મેળવી શકાય છે કે સોલારની આ સિસ્ટમ સોલાર સિસ્ટમ છે કે પછી પવનચક્કી છે કે પાણીથી વીજળી ઉત્પન્ન કરીને પણ વીજળી ઉત્પન્ન કરી વીજળીનો ઉપયોગ કરી પ્રકાશ મેળવી શકાય છે